નૃત્ય ડાન્સ નાચવું કૂદવું આ બધી વસ્તુઓનો એક જ મતલબ છે કે લોકો ભેગા થાય અને આનંદ માણે શહેરોમાં ડાન્સ ક્લાસ ચાલે ગરબા ક્લાસ ચાલે સ્કૂલમાં પણ હવે તો અલગથી વિષય છે કે ડાન્સ એક તો હોવો જ જોઈએ અઠવાડિયામાં કમ સે કમ ચાર દિવસ તો ડાન્સ રાખે જ છે એ લોકો શું કામ કારણ કે એ બહાને બધા મળે ભેગા થાય અને નૃત્ય આનંદ કરે એમ પણ ગામડાઓમાં ગામડાઓમાં અને અમુક એવા વિસ્તારોમાં જ્યાં શહેરીકરણ હજી નથી પહોંચ્યું કે જ્યાં વિકાસ બહુ ઓછો થયો છે જેવા કે આહવા ત્યાં ડાંગ છે બરાબર તો ત્યાં ડાંગી નૃત્ય થાય છે હોળી ઉપર બધા ગામના લોકો બધા એ એરિયાના લોકો ભેગા થાય છે અને સાથે આનંદ માણે છે એ એમનો એક જ દિવસ એવો છે જે આખો શહેર કે કે ત્યાં એમનો આખો વિસ્તાર એમનો આખો એક સમૂહ આખો આદિવાસી સમૂહ ત્યારે ભેગો થાય છે આખો દિવસ એ લોકો નાચ કરે છે એમના એવું નઈ કે ડીજે ઉપર પણ એમના જે આમ કહે ને કે ઔથેન્ટિક વાજિંત્રો સાથે જેમ કે ઢોલ છે શરણાઈ ઝાંઝર એમની સાથે એ લોકો ડાન્સ કરે છે પછી છે ટિપ્પણી નૃત્ય જોકે અત્યારે શહેરોમાં તો કોઈને ખબર નથી પણ ટિપ્પણી નૃત્ય એટલા માટે થતું હતું કે જ્યારે પણ ગામડાઓમાં ઘરની નીંવ નખાતી હોય કહેતા કે પાયો હોય ત્યારે મોટા મોટા પથ્થરો હોય છે તો એને ભાંગવા પડે મોટા પથ્થરો તો ચાલે નહીં તો ત્યારે ગામની બધી મહિલાઓ એ ભેગી થાય અને પોતાના હાથમાં ડાંગ કે લાકડી પકડે અને નીચે એક મોટો એવો લાકડાનો જથ્થો રાખે જેનાથી એ પછાડે એનાથી એક અવાજ આવતો જેમ કે લાકડાને પથ્થર સાથે કોઈ પણ પદાર્થને તમે અથડાવો તો અવાજ આવવાનો જ છે તો ગામની મહિલાઓ એક સમય ફિક્સ કરે કે એક સમય આપણે ભાઈ બપોરે આવવાનું તો બધા એ લાકડી લઈને આવે અને એક સાથે પછાડે તો જેનાથી અવાજ આવે તો લોકો એ એમાંથી પછી જેમ વિકસિત થયા એમ એમાંથી એમાં સાથે સાથે ગાવાનું પણ શરૂ કર્યું અને એની સાથે સાથે ગાતા જાય રમતા જાય અને પછાડતા જાય જેથી ઘરનું કામ પણ થઈ જાય મહિલાઓને થોડો આનંદ પણ થાય એ રીતે વિકસિત થયું છે આપણું ટીપ્પણી નૃત્ય પછી છે લાવણી હુડો આદિવાસી નૃત્ય ઠાકરે ડાન્સ બહુ બધી વસ્તુઓ છે પણ ડાન્સનું અને નૃત્યનું એક પહેલાંના સમયમાં લોકો બહુ જ આમ કહેવાયને કે ઘરે ઘરે જઈને કંઈક વસ્તુ કહેવી એ બહુ પોસિબલ નહોતું કારણ કે લોકો બહુ દૂર રહેતા હતા કોઈના ઘર ગામડામાં હોઈએ પણ કોઈકના ઘર અહીંયાં હોય કોઈકના ઘર પેલી બાજુ હોય તો ગામમાં એક ચોરો હોય કે જ્યાં ઢોલી હોય એ સવારે નીકળે કે ઢોલ વગાડતો જાય અને કહેતો જાય કે ભાઈ સાંજે આ વાગે આટલા વાગે સાત વાગે બધા એ ગામના ચોરામાં ભેગું થઈ જવું તો ત્યારે અત્યારે જેમ કે શેરી નૃત્ય છે તો શેરી નૃત્ય જ્યારે હોય અથવા તો શેરી નાટકો થાય છે અત્યારે તો શેરી નૃત્ય જ્યારે હોય ત્યારે એક દિવસ પહેલાં કહી દે કે ભાઈ કાલે આપણી સોસાયટીમાં અથવા તો આપણા એપાર્ટમેન્ટમાં એ શેરી નૃત્ય છે તો બધા લોકો ત્યારે ભેગા થાય અને એક મેસેજ આપવામાં આવે કારણ કે નૃત્યનું કામ એવું નથી કે ખાલી મોજ મસ્તી માટે પણ નૃત્ય એટલા માટે પણ થાય છે કે તમે પાંચ લોકો નૃત્ય કરે છે તો સામેવાળા વ્યક્તિઓને કંઈક મેસેજ આપો જેમ કે આપણું ભરતનાટ્યમ છે કથ્થકલી છે તો એમાં એક જ વ્યક્તિ હોય છે પણ એ તમને કલાક સુધી એ ડાન્સ જુઓને તો તમને કંટાળો ના આવે કારણ કે એમાં તમને એક સ્ટોરી છે એક સ્ટોરીલાઇન છે કે જે તમને કહેવાય છે જેમ કે ભરતનાટ્યમમાં સૌથી વધારે ચાલતું હોય ને તો ક્રિષ્નલીલા છે તો એક જ વ્યક્તિ તમને કૃષ્નના બધા જ પાત્રો કહી દેશે જેમ કે એમને એમનો જન્મ ક્યાં થયો જેલમાં જન્મ થયો છે તો પછી ત્યાંથી લઈને એ કાલિયા નાગને મારે છે કે મામા કંસને મારે છે કે મહાભારતના યુદ્ધમાં મહાભારતના મેદાનમાં એ અર્જુનને જે આખું ગીત કહે છે તો એક જ વ્યક્તિ એના ડાન્સ દ્વારા કારણ કે જો નાટક કરવા જઈશું તો નાટકમાં એ વધારે સમય જશે નાટકમાં આપણે લોકો પણ વધારે જોઈશે જેમ કે ભાઈ આટલું બધું કરવું છે તો કમ સે કમ દસ પંદર જણા તો જોઈએ પણ ડાન્સમાં ભરતનાટ્યમમાં એક જ વ્યક્તિ એ તમને કૃષ્ણના જન્મથી લઈને કૃષ્ણનું મરણ એટલે કે એમની કૃષ્ણલીલા આખી તમને ડાન્સ દ્વારા કહી શકે છે હવે આતો થઈ ભરતનાટ્યમ જે ક્લાસિકલ નૃત્ય છે પણ હવે ગામડામાં કે આદિવાસી વિસ્તારોમાં એવા નથી તો આદિવાસી વિસ્તારોમાં એમણે પોતાના મનોરંજન માટેના અથવા તો પોતાના જે ભાષાઓમાં અલગથી સાહિત્ય રચ્યું છે એટલે એ લોકોને કોઈ ભણાવવા નથી ગયું કે નથી એ લોકોને કોઈ ક્લાસ આપ્યા પણ એક આમ કહીએને કે ચિરંજીવી એટલે આમ એ જેનો જન્મ ક્યારે થયો અથવા તો એનું પતશે ક્યારે કોઈને ખબર જ નથી પણ આમ એ લોકોએ પોતાના મનોરંજન માટે અથવા તો કોઈક સંદેશો માટે કોઈકના લગ્ન હોય તો ત્યારે મોજ મસ્તી માટે એ લોકોએ અલગથી એક ડાન્સ એમના માટે તૈયાર કર્યો છે જેમ કે આદિવાસી નૃત્ય મેં તમને કીધું હુડો ડાન્સ થઈ ગયો હુડો ડાન્સ એ ભરવાડ લોકો બહુ કરે કે ભરવાડો છે એ ગાય ભેંસને એ બધું પાળે છે તો ભેડનો એક કુદરતી સ્વભાવ છે કે એ સામે આવે એટલે એકબીજાને માથું પછાડે જ તો ભરવાડો એ એ જોઈને એમનો ડાન્સ કર્યો કે જેમાં ભરવાડો અને એ લોકો છે એ સામસામે ઊભા રહે અને એકબીજાના હાથ પછાડે અને જેથી તાળીનો અવાજ આવે તો એ લોકો એ રીતના પાછી ડાન્સ કરે છે અને ડાન્સ કરવાથી તમારે પણ ખૂબ પ્રફુલ્લિત થાઓ છો અને શરીરનો બધો થાક ઉતરી પણ જાય છે અને એક લોકોને સંદેશો પણ મળે છે